હલો બોલો બોલો રવિ શેઠ કેમ છો કેવાં ચાલે છે ધંધા પાણી હં હં હં બસ અમારે કાંઈ છે નહીં હમણાં તો સોનના ભાવ પણ વધી ગયા અને કાંઈ કોઈ ઘરાક કંઈ બહુ કસ્ટમર જેવું છે નહીં અમારે તો ગામડામાં તો શું ચાલે છે કાંઈ બહુ ચાલતું નથી ને હવે જે લોકો દાગીના કરાવે છે એ ભંગાવીને તોડીને કરાવે છે મજૂરીના એમને રોટલાના નીકળે અત્યારે તો એવું છે તમારે કેવું ચાલે

હમ ક્યાં અઠ્ઠાવીસ હજાર અઠ્ઠાવીસથી પાંત્રીસ ને ચાલીસ ને બેતાળીસ બાંસઠને પંચોતેરે અત્યારે પહોંચ્યું સોનું કેમનું પોષણ કરવાનું આમાં ગામડાવાળા મારી દુકાને આવે ને મને વાત કરે કે ભાઈ અમારે છોકરાનાં લગ્ન છે કે અમારે દીકરીનાં લગ્ન છે ને અમારે દાગીના આપવાના છે તો અમે કઈ રીતે કરીએ અમુક લોકો જમીનના કાગળિયા ને એવું મૂકે છે કે શું કરે તો જે પ્રસંગ છે એ તો કરવાના જ એવું છે બહુ હં હં મેં કહ્યું આ શેઠને ફોન તો કરું કે ભાઈ કઈ રીતનું છે એ લોકોને તમારે ત્યાં કેવું ચાલે છે હા હં બરાબર હં હં દાગીના કોઈ નથી બનાવતું એમ ને ત્યાંય હા હા ના અમારે તો શું અહીં ગામડામાં હવે તો નવી નવી ડિઝાઈનો હોય એ વધારે હવે લે જૂની ડિઝાઈનો કોઈ લેતું નથી કેમકે હવે જૂની ડિઝાઈનનો જે ક્રેઝ હતો એ ધીરે ધીરે જતો રહે છે નવી બુટ્ટી નવા નવા પેન્ડલ નવી વાવડી ને એવા બધી નવી પેટર્નને લીધે જે અત્યારની જનરેશન છે ને નવું નવું ગમે છે માટે એ લોકો જે નવું હોય એ વધારે એક્સેપ્ટ કરે છે એમ એટલે એ લોકો લેતા નથી એટલે જેમ નવું હોય એમ વધારે સારું એવું છે બોલો બાકી તમારે ત્યાં કેવું ચાલે હા તે પાક્કું હા હા સારું